છેલ્લા થોડાક દાયકાઓમાં ભારતમાં યુટુબરોનું પ્રમાણ જે છે કન્ટેન્ટ સર્જકોનું પ્રમાણ જે છે એ વધ્યું છે અને એ કેટલીક ચીર પરંપરાગત લગતા ઉદ્યોગ ધંધામાંથી આવા નવા ધંધા તરફ જે છે એ આગળ વધી રહ્યા છે જેમ કે અત્યારે લગભગ યુટુબર જે છે એ ફ્રૂડ ફૂડ બ્લોગ ફૂડ બ્લોગર તરીકે જે છે મોટે ભાગે જે કામ કરી રહ્યા છે નવા નવા પ્લેસ જે છે એ લોકો એક્ક્ષપોર કરી રહ્યા છે અનસીન બાબતો કે અથવા તો અનબીલીવલ બાબતો જે આપણે જોઈ નથી તે બાબતો જે છે તેવા તથ્યો જે છે એ સામાન્ય નાગરિકો તરફ છે જે લાવી રહ્યા છે તો ભારતના યુવાનો હવે જીવનમાં કેટલીક ચીર પ પરી પરમગત પરંગતા સ્ટાઇલથી એક સ્ટેપ જે છે આગળ આવી ગયા છે અને નવી વસ્તુઓ જે છે એ પ્રાપ્ત કરવા માટે જે છે એ પ્રયત્નશીલ છે ટુંકમાં તે લોકો લોકલથી ગ્લોબલ જે છે એ બની રહ્યા છે